ખરેખર ખૂબ સાચી વાત છે અત્યારના સમયમાં આપણે ક્યાંય પણ ફરવા જવું હોય તો એની યોજના કાર્ય યોજના પેહલાથી જ બનાવી દેવી જોઈએ કારણકે અત્યારના સમયમાં લોકોને પર્યાવરણ અને પોપ્યુલૅશનની દૃષ્ટિએ લોકો બહુ જાગૃત બન્યા છે એટલે લોકો ફરવા જાય ઘણી બધી સંખ્યામાં રેલવે હોય બસ હોય કે ફ્લાઇટ હોય એની અંદર અગાઉથી જ લોકો રિઝર્વેશન કરાવી દેતા હોય છે તો આપણે પણ જયારે ક્યાંય પણ ફરવા જવાની અમે યોજના બનાવીએ છીએ તો એના પહેલાં અમે એ યોજનાનું પૂરેપૂરું પૃથક્કરણ કરી લઈએ છીએ ક્યાં જવું કેટલા દિવસ રોકાવું એનું બસનું હોય ગાડીનું હોય ટ્રાવેલ્સ એજન્સીનું હોય રેલવેનું હોય કે ઍરોપ્લેનનું હોય એનું પહેલાં રિઝર્વેશન કરાવી દેવું પડે ત્યાં આગળ રિઝર્વેશન કરાવી દીધા પછી ત્યાં આપણે હોટલ બૂક કરાવવી પડે અને હોટલ બૂક કરાવ્યા પછી ત્યાં કઈ કઈ જગ્યાએ ફરવાનું છે કેટલા દિવસ રોકવાનું છે એનું ભાડું શું હશે ત્યાંથી આપણને કોઈ ગાડી કે કરવાની છે કે કઈ રીતે ફરવાનું છે એ બધી યોજના બનાવવી પડે આપણો સમાન એ રીતના પ્રમાણે લેવો પડે સાથે દવાઓ લેવી પડે એ સાથે ત્યાં આગળથી પાછા રીટર્ન આવવા માટે આપણે રિઝર્વેશન રિટર્નનું કઈ રીતે કરવું એની પણ કાર્ય યોજના બનાવવી પડે તો જ આપણે સારી રીતે યોગ્ય રીતે ફરી શકીએ અને આપણે આનંદથી ઘરે પાછા આવી શકીએ